હૈલો હૈલો હા બોલો હા બોલો ઓકે હા તો મેં તો ખાલી વેહિકલ્સનુ કરીયે છે તમારે વેહિકલ્સ માટે ઇન્ટરેસ્ટ હોય તો તમે કહી શકો છો અમે ઓલ ઓવર ગુજરાતમા કરીયે છે જો કે પણ મેજર સિટી ઘણા ને તમે તો અમદાવાદ છે રાજકોટ છે સુરત છે બરોડા છે એ બધી એમાં થી મેજર સિટી છે જીએડીસીમાં ના ગુજરાત ગુજરાતની બહાર નહીં ખાલી ગુજરાતમાં જ કરીયે છે અતયારે આ કૉન્ટેક્સ એ અમે કરી શકીએ છે કૉન્ટેક્સ કોઈના દ્વારા અમે કરી શકીએ છે પન એમનુ કોઈ તમને કોઈ અસ્યોરિટી નહીં આપતા હા ગુજરાતની અંદર અમારું બધી રીતે ઓદ્ખાન છે તો એ તમને અમે કરાય શકીએ

અમે છેલ્લામાં છેલ્લું તમને પાંચ તકા કરી આપે એ બરાબર એ રીતનું થાય અમારે